ગુજરાત તેના મંદિરો માટે જાણીતું છે એમ કહેવા જઈએ તો ફેમસ છે સૌ પ્રથમ શિવને સમર્પિત સોમનાથનું મંદિર ભારતનાં બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે સોમનાથ મંદિર જવા માટે પણ અમને ડાયરેક બસ અમારે ત્યાંથી વલસાડથી અમને મળી જાય છે એ જ રીતે એ જ રીતે ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓથી આ બધી સ્થળો પર જવા માટે ડાયરેક બસ અને ટ્રેનો ઉપલબ્ધ છે જેમકે અંબાજી છે ડાકોર છે દ્વારકાધીશ મંદિર છે પાવાગઢ છે ગિરનાર પાલિતાણા જે જૈન લોકો માટે મોટામાં મોટું સ્થળ છે ત્યાં જવા માટે પણ મુંબઈથી પણ સ્પેશ્યલ ટ્રેન અને બસીસ ઉપડે છે આખા દેશમાંથી ઘણી બધી સ્પેશલ ટ્રેન ઉપાડવામાં આવે છે બાર જ્યોતિર્લિંગ માટે પણ અત્યારે નવી એક ટ્રેન ઉપાડવામાં આવી છે જે બધી જ જગ્યાએ બારે બાર જ્યોતિર્લિંગ પર પર્યટકોને પ્રવાસીઓને લઈ જઈ ત્યાં દર્શન કરાવવામાં આવે છે અને એની સુવિધાઓ પણ ખૂબ જ સારી હોય છે ગુજરાતમાં તો ઘણાં બધા એવા જગ્યા છે જ્યાં કોઈપણ જિલ્લો હોય કોઈપણ તાલુકા હોય ત્યાંથી તમને બધી બસીસની સુવિધાઓ તમને મળી જાય છે ડાયરેક બસની સુવિધાઓ ત્યાંથી મળી રહે છે અથવા વચ્ચે કોઈ એવી પણ જગ્યા હોય છે જ્યાં જ્યાંથી અગર ડાયરેક બસ ના મળતી હોય તો વચ્ચેથી વચ્ચેથી કોઈ બીજા ગામોથી પણ એ બસને જોડવામાં આવી હોય તો એ લોકો એ બસની સુવિધા લઈ શકે છે ઘણી સંસ્થાઓ ડાયરેક બસ અહીંથી જ ઉપાડે છે જેમકે અમારે અહીંયા ઘણી બધી સંસ્થાઓ છે એ પહેલાં જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ બસ વાહન ત્યાં અરજી આપે છે અને ત્યાંથી બસ નક્કી કરવામાં આવે છે સાથે ડ્રાઈવર પણ આપવામાં આવે છે અને એનો ભાવ પણ સંસ્થા અને લોકો નિગમ જોડે નક્કી કરવામાં આવે છે બસની સુવિધા પણ ખૂબ સારી હોય છે સાથે સંસ્થાઓ જમવાનું ને એની પણ સુવિધાઓ રાખે છે એટલે પ્રવાસીઓને કોઈ તકલીફ પડે નહીં આ જ રીતે ટ્રેનની પણ સુવિધાઓ છે વલસાડથી પણ ઘણી બધી ટ્રેન્સ ઉપડે છે જેમકે મેં કીધું કે મુંબઈથી પાલિતાણા જવું હોય તો જૈન લોકો ઘણીવાર આખું ને આખું ગ્રુપ ટ્રેનને બુક કરાવી શકે છે એ લોકો રેલવેને અરજી આપે છે અને ત્યાંથી સ્પેશલ ટ્રેન ઉપાડવામાં આવે છે એમાં પણ જમવાની સુવિધાઓ હોય છે ત્યાંથી પાલિતાણા જવા માટે જે એક સીટી છે મારા ખ્યાલથી ભાવનગર કે એવું ક્યાંક એ લોકોને ઉતારો આપવામાં આવે છે અને પછી ત્યાંથી એ લોકોએ બીજી ટ્રેન કરવાની હોય છે જે નેરોગેજ લાઇન હોય છે એ જ રીતે પાવાગઢ જવું હોય કે ડાકોર જવું હોય કે પછી સન ટેમ્પલ જવું હોય એ બધી જ જગ્યાએ જવા માટે અમારે બધી બસોસ બસની અહીંયાથી અમને સુવિધાઓ મળી રહે છે અને ઘણી જગ્યાએથી અમને ઇઝી ટ્રાવેલ કરવાનું પણ થઈ જાય છે આ સુવિધાનાં કારણે વલસાડ જિલ્લાથી વીરપુર માટેની પણ બસીસ છે અને વલસાડ જિલ્લાથી તો ઘણી બધી જગ્યાઓ માટે ઘણી બધી ધાર્મિક પ્રવાસ માટેની જગ્યાઓ માટે સ્પેશ્યલ બસીસ ઉપાડવામાં આવે છે એના માટે ગુજરાત સરકાર પણ ઘણી સુવિધાઓ આપે છે ઇન્ફેકટ એ જ નહીં પણ અમારે ત્યાં વલસાડ જિલ્લો દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે ઘણીવાર સ્પેશ્યલ બસ જે પર્યટકો માટેની જે જગ્યાઓ છે ત્યાંની માટેની પણ સ્પેશ્યલ બસની સુવિધાઓ કરી છે જેમકે વિલ્સન હિલ છે શંકર ધોધ છે એ બધી જગ્યાઓ ધરમપુરમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં ચોમાસામાં એ બધી જગ્યાઓ જોવાની ખૂબ મજા પડે છે તો સ્પેશ્યલ બસ એના માટે ઉપાડવામાં આવે છે તિથલ જવા માટે પણ તિથલ અમારો દરિયો વિસ્તાર છે અને ત્યાં ખૂબ મજાનો સરસ એકદમ એવો બીચ આવેલો છે જ્યાં એક બાજુ સ્વામિનારાયણ મંદિર છે અને બીજી બાજુ સાઈબાબાનું મંદિર છે તો ત્યાં જવા માટેની પણ સ્પેશ્યલ બસ બસીસની સુવિધાઓ રાખી છે એ જ રીતે ડાંગ જિલ્લામાં સાપુતારા વિસ્તારમાં ફરવા માટે પણ સ્પેશ્યલ બસની સુવિધાઓ આપી છે તો આ બધી જગ્યાઓ જવા માટે સરકાર ઘણી બધી સુવિધાઓ આપણને પૂરતી પાડે છે અને આપણાં જેવાં લોકો માટે સરળતાથી આપણે ફરી શકીએ સુવિધા સાથે આપણે શાંતિથી ફરી શકીએ એના માટેની પણ સુવિધા પાડવામાં આવી છે મોટા સીટીસ જેને ટુ ટાયર સીટીસ કહેવાય છે ત્યાંથી પણ સારી સુવિધા એસી બસીસની પણ સુવિધાઓ આપવામાં આવે છે ટુ ટાયર સીટીસમાંથી સંખ્યા પણ વધારે હોય છે બસીસની જ્યારે નાનાં સીટીસ અને સ્મોલ ટાઉન્સ જે હોય છે ત્યાંથી ઓછી બસીસ હોય છે પણ ડાયરેક બસીસ તો મળી જ રહે છે ઘણીવાર આ બસીસ માં બુકિંગ પણ ફૂલ થઈ જાય છે પણ આપણે જલ્દી બુકિંગ કરાવીએ તો આપણને જલ્દી એનો લાભ પણ મળી જાય એટલે એવું જરૂરી નથી કે દર વખતે ના મળે પણ મોટે ભાગે તો આપણને બુકિંગ મળી જ જાય છે હું તો કહું કે આ બધી જે સ્પેશ્યલ બસીસ છે એમાં પણ ફરવાની ખૂબ જ મજા આવે છે પહેલાં એવી સારી સુવિધાઓ નહોતી મળતી પણ હવે ઘણી સારી સુવિધા થઈ ગઈ છે ચેર્સની કંડિસન ને એ બધું પણ ખૂબ સારું હોય છે સ્વચ્છતા પણ જળવાઈ રહે છે એનાં કારણે આ બધી બસીસમાં હવે આરામથી ફરી શકાય છે હજી ઘણી જગ્યાથી નાનાં જે શહેરો છે ત્યાંથી આ બસીસની સુવિધાઓ વધારાઈ તો સારું કહેવાય તો ઘણાં લોકોને એનો લાભ મળી શકે અમારે ત્યાંથી અંબાજી ડાકોર દ્વારકા જવાના ઘણાં લોકો હોય છે ગિરનાર જવા માટે હોય કે પછી પાલિતાણા જવા માટે સોમનાથ માટેની જો વધારેમાં વધારે બસની સુવિધાઓ પૂરતી પડે તો લોકોને પણ ઉત્સાહ રહે કે હા બસ છે તો અમે જઈ શકીએ છીએ અને સારી સુવિધા મળે છે તો અમે સારી રીતે ફરી પણ શકીએ છીએ એ રીતે બસમાં વધારો થાય તો વધારે સારું એમ તો અમને બધી સ્પેશ્યલ ટ્રેન અને બસીસની સુવિધાઓ તો મળી જ રહે છે કેટલી મળે છે એની મારી પાસે અત્યારે ઈન્ફોમેશન તો નથી જ પણ અમારા રીલેટિવ અમારા જે ફ્રેન્ડ્સ ને ફેમિલી બધા છે એ લોકો ઘણાએ સર્વિસ નો લાભ લે છે એટલે મને ખબર છે કે આપણે ત્યાં જે બધા ધાર્મિક સ્થળો છે એના માટે ડાયરેક જવા માટે આ સ્પેશ્યલ ટ્રેન અને બસ ચાલી રહે છે પણ કહેવું એ છે કે વધારે બસીસ હોય તો વધારે લોકોને એની બેનિફેટ મળશે એટલે કે એનો લાભ મળશે